વર્તમાન સમયમાં જાહેરાતની ખૂબ જ મહત્ત્વ છે અને જાહેરાત માટે સૌથી વધારે ઉપયોગ વર્તમાન સમયમાં મોબાઈલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ વગેરે દ્વારા જાહેરાત થાય છે તેમજ મોટા મોટા હોલ્ડિંગ પછી ટેલીવિઝનમાં જાહેરાત વગેરે દ્વારા જાહેરાત કરવામાં આવે છે અને આ જાહેરાતની ખૂબ જ અસર સર્જનાત્મક હોય છે અને જે મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે આપણે માગતા હોય તે મેસેજ સરળતાથી દરેક લોકો સુધી પહોંચે છે અને તેનો આપણને પોઝિટિવ રિસ્પોન્સ પણ મળે છે અને આ રીતે આપણું માર્કેટિંગ ખૂબ જ ઝડપી અને ટૂંકા ગાળાની અંદર સારું એવું વિકાસ પામે છે